પેઇન્ટિંગ અને ચિત્રકામનો શોખ તો મને જ્યારે નાનો હતો ત્યારથી જ છે અને આગળ જતા એ શોખને મેં મારું જીવન બનાવવાનું નક્કી કર્યું પણ મેં પોતાને સવાલ કર્યો હતો કે મને ચિત્રકામ કેમ ગમે છે કેમ હું આ પેંટિંગ કરું છું અને હું એનો અનુભવ કહું પછી મને ખબર પડી કે જેટલા બી કલાકારો છે એમ ખાલી ચિત્ર નથી બનાવતા લોકોને લાગે છે અમે ચિત્ર વેચીએ છીએ પેંટિંગ વેચીએ છીએ પણ જે લોકો મૂળ રીતે વેચે છે એ અનુભવ છે એ ભાવનાઓ છે જ્યારે તમારું કોઈ ચિત્ર બનાવીને તમને આપે તો એ ફોટાથી અલગ કેવી રીતના છે કે જ્યારે કેમેરાથી પાડેલા ફોટાથી અલગ કેવી રીતના છે કેમકે એમાં એક માણસે પોતાનાં જીવનના કિંમતી સમય આપ્યો છે જ્યારે કોઈ માણસ છ કલાક કામ કરે તમારી માટે કંઈ બનાવે છે તો એ અનુભવ છે એક કે એમાં ભાવનાઓ છે માણસની તમે મહસૂસ કરી શકો છો આ અનુભવ મેં પણ કર્યો અને જ્યારે હું કોઈ વ્યક્તિ કે વસ્તુ બનાવું છું ત્યારે હું એને મહેસૂસ કરું છું કે આ શું છે અને અગર ચિત્રકામમાં સૌથી મોટી વસ્તુ એ છે કે તમે જુદી જુદી વસ્તુઓને અપનાવો જુદી જુદી વસ્તુઓને જાણો નવી નવી વસ્તુને શીખો જેવી રીતના પેંટિંગ કરવાના પહેલાં દિવસથી જ અમારા સરે અમને કીધું હતું તમે જેટલું નવું શીખશો એટલું તમે વધારે પેઇન્ટિંગ બનાવી શકો જેવી રીતના તમારે એક સફરજન બનાવવું છે પણ મેં અગર સફરજનને ક્યારે અડધું કાપેલું જોયું જ નથી તો હું એને કેવી રીતના બનાવવા હવે મારે એક માછલી બનાવવી છે જે આખી કાળા રંગની છે પણ મેં એને ક્યારે જોઈ નથી તો હુ વાદળી સમંદરમાં કાળા રંગની માછલી કેવી રીતના બનાવવા જેથી તમે જુદું જુદું જોશો એટલું તમને વધારે આમાં ઉત્તમ થશો અને જેટલી વસ્તુ તમે વધારે બનાવશો એટલી વસ્તુ એ તમને બનાવશે ખાલી તમે પેન્ટિંગ નથી બનાવતા એ વસ્તુ તમને પણ જોડે છે જેવી રીતના અગર હું એક ગરીબ માણસને બનાવું છું પણ અગર હું એને મહેસૂસ નથી કરી શકતો એનાં દુ ખને તો હું કેવી રીતના એને દર્શાવવા અને જ્યારે હું એના દુઃખને મહેસૂસ કરું છું તો મારી અંદર પણ કાંઈ બદલાવ આવે છે મને પણ એના પ્રત્યે સહાનુભૂતિ મહેસૂસ થાય છે મને બી થાય છે કે હું એના માટે કંઈક કરું પણ હું ચિત્રકાર છું તો હું મારા પેંઈન્ટિંગથી એની એનું જીવન બધાને દર્શાવી શકા બધાને બતાવી શકા કે આ ગરીબનું જીવન આવું છે ભલે આમારા હાથમાં વધારે એ વાળી તાકાત નથી કે અમે તરત કોઈનું જીવન બદલી દઈએ પણ એ છે કે ધીમે ધીમે કોઈનાં જીવનમાં બદલાવ લાવી શકીએ આવી રીતના જે એક એક દિવસે જે એક એક હું પેઇન્ટિંગ બનાવું છું એમાં એ મારું જીવન પૂરું કરે છે અને મને એક સારો વ્યક્તિ બનાવવામા મદદ કરે છે